આપશ્રી ડીબીએમએસ વિશેનું સામાન્ય જ્ઞાન જણાવશો

સિમેન્ટ બધી વસ્તુનું જરૂરિયાત પડે છે તો આ બધી વસ્તુઓ ભેગી થાય છે અને એક પ્રોડક્ટ બને છે જેને આપણે બેસ કહી શકાય છે તો જે પહેલી વસ્તુ જે ગણી જેમ કે રેતી કપચી સિમેન્ટ એ આપણા ડેટા કહેવાય છે અને આ બધી વસ્તુઓ પ્રોસેસ થયા બાદ જે વસ્તુ મળે છે તેને બેઝ કહેવાય છે હવે એ બેઝને થોડું વધારે સમજીએ કે મેં પહેલાં આપ્યું તે એક્ઝામ્પલ પ્રમાણે કે એક બધી પ્રોસેસ થયા બાદ જે બેઝ મળે છે એ બધા બેઝને વ્યવસ્થિત ટેબલ ફૉર્મમાં ગોઠવવામાં આવે છે એ બધા જ બેઝને અંદર રહેલી માહિતીને ટેબલ ફોર્મનો ઉપયોગ કરી એમાં વિગતવાર જ્યાં જરૂર પડે છે ત્યાં ચેન્જીસ કરી શકાય છે નવા ડેટા એડ કરી શકાય છે નવી ઇન્ફર્મેશનને બદલી શકાય છે આ બધી પ્રોસેસ કરીએ છીએ તેને મેનેજમેન્ટ કહેવામાં આવે છે અને હવે ડેટા બેઝ મેનેજમેન્ટ આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે એક આખી સિસ્ટમ કહેવામાં આવે છે તો આવી રીતે આપણે આ ચારે ચાર શબ્દોને સમજ્યા જેને કહેવામાં આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ